ગુજરાતમાં ઘણીબધી રમતો રમાય છે કે જેમાં અમુક એવી રમતો કે જેમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક જોવા મળતી હોય તો આવી રમતો માટે કોઈપણ જાતનું આપણે ધર્મ કે જ્ઞાતિનો ભેદભાવ રાખવો જોઈએ નહીં જેના લીધે આપણે રમત ગમતમાં ભ્રષ્ટાચાર ઊભો થાય કે ગેરવર્તણૂક થાય આપણે બધા લોકો હિન્દુ મુસ્લિમ શીખ પારસી બધાને એકસરખા એક સમાન રાખવા જોઈએ કે જેમાં કોઈપણ જાતનો ભેદભાવ રાખવો જોઈએ નહીં કે જેથી તેમાં ભ્રષ્ટાચાર ઉદ્ભવે અથવા ગેરવર્તણૂક જો ગેરવર્તણૂક થતી હોય તેમાં કડક અમલ કાયદાઓ લાગુ પાડવા જોઈએ કે જેથી ને ગેરવર્તણૂક થતી બંધ થાય સરકારે એના કડક નિયમો બનાવવા જોઈએ કે જેના લીધે કોઈપણ જાતની ગેરવર્તણૂક ઊભી ન થાય ગુજરાતમાં એવી ઘણી બધી રમતો રમાય છે જેવી કે ક્રિકેટ બૅડમિન્ટન કબડ્ડી જે ગુજરાત લેવલે રમાતી રમતો છે કે જેમાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય તો તે ધર્મનાં લી કે જ્ઞાતિનાં લીધે જોવા મળે એટલે બધા લોકો જેમકે હિન્દુ મુસ્લિમ શીખ વગેરેને એક સમાન રાખવા જોઈએ એમાં કોઈપણ જાતનું ભેદભાવ રાખવો જોઈએ નહીં કે જેના લીધે ભ્રષ્ટાચાર ઊભો થાય અને ગેરવર્તણૂક નો મુદ્દો ઉકેલી શકાય છે જેના અમુક નિયમો લાગુ પાડવા જોઈએ કે જેના લીધે ગેરવર્તણૂક રોકી શકાય છે અને કડક કાયદા લાગુ પાડવા જોઈએ જો કોઈ ગેરવર્તણૂક થતી હોય તો તેને સજાને પાત્ર સજા કરવી જોઈએ જેથી બીજી વાર એવી કોઈ ગેરવર્તણૂક ના થાય કે જેના લીધે રમતગમતમાં રમતગમતમાં ભ્રષ્ટાચાર ઊભો ન થાય તેથી કોઈપણ જાતની ગેરવર્તણૂક કરવી જોઈએ નહીં કે જેમાં રમતગમતને ભ્રષ્ટાચાર ઊભો થાય અને એવા કડક કાયદા લાગુ પાડવા જોઈએ કે જેથી આ ગેરવર્તણૂક કરી શકાય નહીં